હેલો ડૉક્ટર હલો હા બસ ઓકે ઓકે મારે થોડું ગાઈડન્સ તમારી સલાહ જોઈતી હતી મને મારા માતા પિતા અમુક વસ્તુઓ કહે છે તેની વિરુદ્ધ જવાનું ઘણી વખત બહુ મન થાય છે પણ હું મારે આ મનની રજૂઆત એમને શાંતિથી કરી નથી શકતી સમજાવી નથી શકતી અને તેથી મને અંદર અંદર બહુ જ ગુસ્સો આવે છે તો હું શું કરું મારું નામ પ્રતિક્ષા શાહ છે અને મારી ઉમર વીસ વર્ષ છે હા હું ડિપ્લોમા આર્કિટેક્ચર કરું છું પોલી ટેકનિકમાંથી હં અને સારું ચાલી રહ્યું છે મારુ ભણવાનું પણ હં અને બીજો સવાલ એ હતો કે મારે ફ્યૂચરમાં શું કરવું છે અને પેરેન્ટ્સના વિચાર તેમાં હું ખૂબ જ માતા પિતાના વિચારોમાં ખૂબ જ ફરક આવે છે તેથી બંદ હ જી અને હા